ગુજરાતી ભાષા સમયાંતરે વિવિધ સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળોના પ્રભાવ હેઠળ વિકસિત રહી છે પ્રાચીન સમયમાં ગુજરાતી ભાષા પર સંસ્કૃતનો મોટો પ્રભાવ હતો અનુસંધાનને એ પાછલાં શતકમાં અરબી અને ઉર્દૂ જેવા આ વિદેશી ભાષાઓના પ્રભાવને લીધે ભાષામાં નવા શબ્દો પ્રવેશ્યા અંગ્રેજોના શાસન કાળ દરમ્યાન અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ પણ વધી ગયો નવયુગના આ ખાસ કરીને યુવાનો ગુજરાતી ભાષા લખવાની અને બોલવાની રીતમાં પરિબળો આવ્યાં છે ભાષામાં સરળતા અને થોડી અંગ્રેજી મિશ્રિત ભાષાનો ઉપયોગ પણ સામાન્ય બન્યો છે